સ્કેચર્સ એક પ્રકારની ઝાળની ડાળીઓ કાપવા માટે એક કાતર હોય છે જે ડાળીઓ વધી ગઈ હોય અને વધારાની લટકતી શાખાઓ કાપવા માટે વપરાય છે પછી હોય છે ગાર્ડન શેર જેનાથી બગીચામાં કાદવવળી અથવા કોદાળીનું એક સાધન છે કે જેને મદદથી આપણે કોઈપણ પાકને મતલબ છોડને આકાર આપી શકીએ છીએ નીંદણ એનાથી દૂર થઈ શકે છે પછી લોન લનર છે કે જે બગીચામાં ટ્રેક્ટરની પાછળ લઈ જઈ શકાય છે અથવા એને એક સિલિન્ડર જેવા આકારનું જ હોય છે અને હાથ વડે ખેંચીને વધારાની જે ઘાસને એ હોય છે એ એનાથી દૂર કરવામાં આવે છે અને બીજને જમીનમાં દાટી અને જે બીજ વાવીએ છે એના માટે પણ એનો ઉપયોગ થાય છે બીજું એક ફોક ટાઈપનું ગાડન ફોક જેને કહેવાય આમ કાંટાને કાંટા જેવું હોય છે અને જે પથ્થરો અને જે કાંકરા ને એ હોય છે એને કાઢવા માટે એનો ઉપયોગ થાય છે પછી બીજુ હુ શું મિસ કરું છું હું પાઈપ્સ પાઇપ્સ હોય છે કે જો જે મતલબ કૃષિનાં ખેતી ખેતીમાં ખૂબ જ કામ આવે છે